આજ કાલ મોબાઈલમાં એટલે કે સ્માર્ટ ફોનમાં મારી દૃષ્ટિએ સૌથી વધારે વપરાતી એપ તે વોટ્સએપ છે વોટ્સએપની અંદર દરેક વ્યક્તિ પોતાને મન ફાવે તે ઉપયોગ કરી શકે છે અને સામેવાળાને મેસેજ મોકલી શકે છે વોઇસ કોલ કરી શકે છે વિડિયો મોકલી શકે છે પિક્ચર મોકલી શકે છે તેવી રીતે સામેવાળી વ્યક્તિ બી જેને મોકલવા હોય ત્યાં મોકલી શકે છે પણ આજ આજકાલ જે મોબાઇલની અંદર યુટુબ વગેરેમાં જે સોશિયલ મીડિયા આવે છે તે સોશિયલ મીડિયાની અંદર મારી દૃષ્ટિએ સિત્તેર ટકા કરતા વધારે ફેક ન્યૂઝ હોય છે બનાવટી ન્યૂઝ હોય છે અને તોફાની લોકોએ ઉપજાવેલાં ન્યૂઝ હોય છે તેનાથી આપણા સમાજમાં બહુ ખરાબ અસર પડે છે અને ખોટા શંકાઓ કુશંકાઓ અપવાદો ફેલાય છે આપણે આ દાખલા તરીકે જોઈએ તો આપણે ઈન્ડિયાની વાત જવા દઈએ પાકિસ્તાનની અંદર ઈમરાન ખાન જેલમાં હતો છતાં પણ આર્ટિફિસલ ઇન્ટેલિજન્સથી તે ચૂંટણી જીતી ગયેલા એમને કોઈ જગ્યાએ એમનો નહોતો ધ્વજ કે એમનો નહોતું પક્ષનું નામ કે એમને કોઈ મંચ આપતા નહોતા પણ ફક્ત આ વૉટ્સઅપમાં આર્ટિફિસલ ઇન્ટેલિજન્સથી જ તે જીત્યા એટલે આના લાભ છે કે ગેરલાભ તે નક્કી કરવા બહુ અઘરા છે બાકી ઈન્ડિયાની અંદર જે સોશિયલ મીડિયામાં સમાચારો આવે છે તે સિત્તેર ટકા બોગસ હોય છે અને તેની પર કોઈ પણ દિવસ પૂરી ખાતરી કર્યા સિવાય બીજાએ ફોરવર્ડ કરવો નહીં એ બહુ જરૂરી છે